ગુજરાતમાં શહેરોમાં મોટે ભાગે ચાર પ્રકારના આપણી પાસે શાળાઓના શાળા ઉપલબ્ધ છે જેમ કે એક ગુજરાત જે આપણા ગુજરાત રાજ્યનું બોર્ડ છે તે ગુજરાત બોર્ડ બીજું કે જે કેન્દ્રીય વિદ્યાલય કે જે આખા ભારતમાં કેન્દ્રીય વિદ્યાલયના કેન્દ્રના બોર્ડ છે જેને ઇંગ્લિશમાં સીબીએસસી કહીએ છે ત્રીજું કે આઇસીએસી અને ચોથું કે આઇબી એટલે કે આંતરરાષ્ટ્રિય બોર્ડ સરકારી શાળાઓ ઘણી સારી છે ગામડે ગામડે સરકારી શાળાઓ છે સરકારી શાળાઓમાં એ લોકોને ભોજન પણ મળે છે અને સરકારી શાળાઓમાં ગામડાના બાળકોનો એને અમ મહત્તમ ઉપયોગ કરી શકે એના માટે જ્યારે શાળા શરૂ થવાની હોય ત્યારે ત્યાં ગામડાઓના શિક્ષકો અને ત્યાં કામ કરતા લોકો ઘરે ઘરે જઈને બાળકોને ઘરે ઘરે લેવા જાય છે રીતસર અને ઘરે ઘરે જઈને બાળકોને ભણવા માટે પ્રોત્સાહિત કરે છે અને આપણે વાત કરીએ કે ગુજરાત રાજ્યના અભ્યાસક્રમની તો ગુજરાત રાજ્યનું અભ્યાસક્રમ ધીરે ધીરે હવે કેન્દ્રીય અભ્યાસક્રમની સાથે સાથે મેળવણ કરવા માંડ્યું છે જેના લીધે કેન્દ્રીય અભ્યાસક્રમમાં જે આજના જીવનને લગતો જે પ્રાયોગિક ધોરણ પર જે અભ્યાસ હોવો જોઈએ તે હોય છે તો ગુજરાત રાજ્યનું જે અભ્યાસક્રમ છે તે પણ હવે ગુજરાત રાજ્ય દ્વારા ધીરે ધીરે ફક્તને ફક્ત ચોપડિયું જ્ઞાન ન રહેતા એ લોકો જે આપણે રોજના જીવનમાં જેનો ઉપયોગ થઈ શકે જેમ કે આમ તો શાસ્ત્ર કે જેમ કે આપણે બેંકમાં જઈને કેવી રીતે કે જેમ કે ઇંગ્લિશમાં વાતચીત કેવી રીતે થાય આ દરેક પ્રકારની વાતોને આવરી લેતો અભ્યાસક્રમ ધીરે ધીરે સુધારા પર એટલે કે બદલાવ પર એ લોકો લાવી રહ્યા છે અને સરકારી શાળા અને જે પ્રાઇવેટ સ્કૂલો છે એનું ધોરણ પણ એકસરખું થઈ શકે એના માટે ગુજરાત સરકાર ખૂબ પ્રયત્ન કરે છે અને લોકો પણ એમને સાથ આપે છે